શિક્ષણ જગત એ આમ જુઓ ને તો એક જગત એટલે વિશ્વ તરીકે જ ગણાય ખૂબ મોટું પાંગરેલું અને વિખ્યાત જો કોઈ અત્યારે વ્યવસાય છે કે જેમાં ક્યારેય ઓલું કહીએ ને આપણે કે એમાં કમી નથી આવવાની એ ક્યારેય ધીમું નથી પડવાનું એ છે શિક્ષણ જગત હવે વિદ્યાર્થીઓની જરૂરિયાતો આપણા વખતે ખાલી પાટી અને પેન પૂરતી હતી સાદા દફતરમાં લઈ અને આપણે સાદી સ્કૂલોમાં જઈને ભણ્યાં અને તો પણ અત્યારે ખૂબ સારું કરી રહ્યાં છીએ પણ જેમ જેમ જમાનો આગળ વધતો ગયો ને એમ એમ શિક્ષકો અને એનું શિક્ષણ અને એની સાથે વિદ્યાર્થીઓ એમનાં મા બાપ એ બધાની થોડી થોડી એવી વિચાર ધારણાઓ થતી ગઈ કે ઊચ્ચ શિક્ષણ હોવું એટલે ફરજિયાત મોંઘું શિક્ષણ હોવું મોંઘી મોંઘી સ્કૂલો ચાલું થઈ ગુજરાત બોર્ડ બંધ થઈને આ બહારનાં બોર્ડને આપણે આવકાર આપ્યો એની સાથે ગુજરાત બોર્ડનું આપણે શિક્ષણ બંધ થયું એની સાથે ફિસ વધી તમે છોકરાઓની ડિમાન્ડ વધી છે માગણીઓ એટલી બધી થઈ પહેલાં આપણે ચાલીને જતાં પછી રિક્ષા આવી પછી સાઇકલ આવી અને હવે તો સીધી કાર અને હવે તો સીધી બસ જેમાં અત્યારે મા બાપે ખૂબ ખેંચાવું પડે છે એની સાથે ટયૂશન સ્કૂલમાં આપો એટલી મોંઘી મોંઘી ફીસ તો પણ એનાથી દોઢી ફીસ આપણે અત્યારે કોચિંગ ક્લાસને આપીએ છીએ અને છતાં આપણું બાળક આપણે ધારેલી કે પોતે ધારેલી સફળતા મેળવે એનું કોઈ જ કોઈ જ કરતાં કોઈ જ અત્યારે આપણે ન કહી શકીએ કે હા આ સાચી વાત છે આપણે એવું કરી શકીશું આ બધી વસ્તુઓમાં પૂરતું ધ્યાન આપવું પડે પણ આટલું બધુ બાળકોનો રસ જ્યાં હોય તમારો વસ્તી વધારો હોય ત્યાં તમારે કોમ્પિટિશન ઊભી થવાની અને આ કોમ્પિટિશનને લીધે તમારું બાળક અત્યારે સહન કરી રહ્યું છે તમે એક જ ક્લાસમાં સિત્તેર જણાં હો એક જ ટીચર કેવી રીતે ધ્યાન આપી શકે એટલે પર્સનલ ટયૂશનમાં જેમાં તમે ફીસ દોઢી કરીને આપો છો એ અત્યારે જરૂરી થઈ ગયું છે એટલે આમ જુઓ ને તો બાળકને પોતાને શીખવવાનું છે કે હોમ ટયૂશન ઘરમાં રહીને તમારા અનુભવે અનુભવોથી શીખેલું શિક્ષણ જ ખૂબ જ મહત્ત્વનું છે આ બધી વસ્તુઓ અત્યારે આમ જુઓ ને તો બાળકોને બહાર જઈને તમે કેવું વર્ણન કરી શકો છો તમારા જીવનને કેવું નિખારી શકો છો એ બાબત કોઈ એજ્યુકેશન નથી આપતું ફક્ત ચોપડીયું જ્ઞાન આપે છે આ બધામાંથી તમારા બાળકને બહાર કાઢો અને એ દરેક વસ્તુઓનો એને અનુભવ કરાવો જો એની જીવન માટે જરૂરી છે પેરેન્સ ટીચર મિટિંગમાં પણ એ ફક્ત બાળકની સામે બાળકનું કોઈવાર બહુ સારું બોલે તો બાળક એકદમ જ છકી જાય છે અને કોઈવાર બહુ ખરાબ બોલે તો બાળકને નિરાશા આવી જાય છે મારી દૃષ્ટિએ તો આમ જુઓ ને તો ખાલી આ તમારો પ્રયાસ અત્યારે સફળ છે હજી વધુ મહેનત કરો એટલું કહીને જો આપણે આગળ વધીએ ને તો કદાચ બાળક મા બાપ ટીચર અને સ્કૂલ અને આ ઇન્ડસ્ટ્રી શિક્ષણની એ ખૂબ સારી રીતે આગળ વધી શકે એમ છે